હલો એચપી ગેસમાંથી વાત કરો મેં ત્રણ દિવસ પહેલાં એક બાટલો બુક કરાવ્યો હતો પણ મને ત્રણ દિવસની જગ્યાએ ચોથો દિવસે બાટલો મળ્યો અને તાત્કાલિક મેં કો ફોન કર્યો એટલે તમારો બાટલો અડધો જ કલાકમાં મારા ઘરે પણ આવી ગયેલો તે બદલ તમારો આભાર તમારી સર્વિસ સારી છે અને બીજીવાર હું કોન્ટેક કરીશ તો ડાયરેક તમને જ કોન્ટેક કરીશ જેથી મારે સરળ રીતે ને મને બાટલો મળી રહે